દેશમાં શહેરી વિસ્તારોમાં તો ખૂબ સારી તબીબી વ્યવસ્થાઓ છે અને ગ્રામ્ય વિસ્તારો પણ હવે તો ઘણો સુધાર થઈ ગયા છે અને માં કાર્ડ યોજના આયુષ્યમાન ભારત યોજના એ બધા અંતર્ગત ઘણી બધી હોસ્પિટલ અને તબીબી સેવાઓ જોડાયેલી છે જેથી સામાન્ય રીતે લોકોને તકલીફ ઓછી પડે છે કોવિડ મહામારી વખતે આ બધી સેવાઓ કદાચ દૂર દૂર સુધી બધાને પહોંચી ન હોઈ શકે પણ એના અનુભવ પછી જે પ્રગતિ થઈ અને લોકોએ એને સારી રીતે આવકારી તેના કારણે ખરેખર સ્વાસ્થ્ય સેવાઓ સુધરી છે ને હજી પણ સુધારવા માટે આઈ મીન સરકાર પણ સક્ષમ છે અને લોકો પણ એને આવકારે છે